હા જાતસ્ય હી ધ્રુવમુત્ય ધ્રુવજન્મમ મૃતસ્ય ચે તસ્માદ પરીહાર્યથે ન ત્વમ સોશીતો મહર્ષિ મહાભારતનાં યુદ્ધ સમયે અર્જૂનને સંબોધીને શ્રી કૃષ્ણ ભગવાન પોતાની વાત મૂકે છે કે હે કુંતીપુત્ર અર્જુન જેનો જન્મ છે તેનું મૃત્યુ છે અને જેનું મૃત્યુ છે તેનો જન્મ છે આ જે બાબત ટાળી ન શકાય એનો તારે શોક ન કરવો જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ બીજો એક શ્લોક છે યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચયઃ હરશા મર્શ વયો દ્વેગી ભિયો દ્વેગી મુકતો યઃ સચમે પ્રિય વિવાદે વિશાદે પ્રમાદે પ્રવાસે ચલે જાન લે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામમ પ્રપાહી ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની ધર્મ ધર્મ અંગેનાં જે પુસ્તકો છે એમાં બધા જ ધર્મધુરંધરોએ એ જ વાત કરી છે કે અન્ય લોકોનાં જીવનમાં નડતરરુપ ન થતાં આપણાં જીવનનું ધ્યેય અને લક્ષ્ય શું છે તેને ધ્યાનમાં રાખી અને એ બોધ બીજાને આપી અને હંમેશા જીવનમાં સત્યના માર્ગે ચાલવુ જોઈએ બીજી રીતે કહીએ તો સત્ય છે એ જ ધર્મ છે અને જીવનમાં તમે જેનું આચરણ કરો છો તેને ધર્મ કહી શકાય ધર્મ અંગે વિનોબા ભાવે ભાવેએ પણ પોતાનો મત રજૂ કર્યો છે કે તમે ધર્મ પ્લસ વિજ્ઞાન કરો તો સર્વોદય થાય છે અને ધર્મ માઈનસ વિજ્ઞાન કરો તો સર્વનાશ થાય છે તમે જેવા વર્તનની અપેક્ષા બીજા લોકો પાસે રાખો છો તેવું વર્તન પહેલાં તમે એ લોકો સાથે કરો સર્વ ધર્મ અંગેનો આ સુવર્ણ નિયમ છે કોઈ પણ ધર્મ હોય જો કે ભારતમાં તો બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે એટલે ત્યાં તો બધા જ ધર્મ એકસમાન છે કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મનો અંગીકાર કોઈ પોતાને ગમતા ધર્મનો અંગીકાર કરી શકે છે તેમજ તેનો પ્રસાર અને પ્રચાર કરી શકે છે આ જોગવાઈ ભારતીય બંધારણમાં કરવામાં આવી છે